હલો હું આરતી મહેતા રસોઈ બનાવવાનો મને બહુ જ શોખ છે અને જ્યારે જ્યારે હું રસોઈ બનાવું છું ત્યારે મારો પરિવાર મારો ઘરના સભ્યો મારા માતા પિતા ભાઈ ભાભી બધા ખૂબ જ એમ કહે છે કે ના સરસ રસોઈ બની છે એટલે રસોઈ બનાવવા નું કામ સરસ કરું છું અને જો આપણી દીકરીની રસોઈ આપણે જ બનાવીને ખાઈશું તો જ સામે બીજા ઘરે એ જશે ત્યાં સરસ રસોઈ બનાવશે અને બધાને જમાડશે આપણે જ જો આપણી દીકરીની રસોઈના અવગુણ ગાઈશું નહીં સારી બનાવી નહીં સારી બનાવી તો પછી સામે બીજા ઘરે આપણી દીકરીને મોકલવાની હોય તો એ તો બોલવાના છે એટલા માટે પરિવારના સભ્યને એક નમ્ર વિનંતી છે કે દીકરી ગમે તેવી રસોઈ તમારા ઘરે બનાવે તમે તેમના વખાણ કરી અને પ્રેમથી જમજો એટલે એમનો ઉત્સાહ વધે એમનો શોખ વધે કે બધા મારી રસોઈનાં વખાણ કરે છે એટલે હું જ હવે રસોઈ બનાવીશ માટે એમની રસોઈ કદાચ કોઈક દિવસ કંઈ ભૂલ થઇ હોય તો તેની ખામી કાઢતા નહીં અને તેને સરસ રીતે ઉત્સાહી કરજો આવી મારી બધા મા બાપને રિક્વેસ્ટ છે